ગુજરાતી ભાષાનાં રેડિયો ટેલિવિઝન અખબારો બહુ રીતે ઉપયોગી થાય છે ધારો કે આપણને કોઈ સમાચાર જોઈએ તો રેડિયો પહેલાંના જમાનામાં રેડિયો દ્વારા આપણે સાંભળી લેતા હતા પહેલાં ક્રિકેટનાં સમાચાર છે પછી આપણા જિલ્લાનાં સમાચાર છે આપણાં આપણે જ્યાં રહીએ છીએ ત્યાંનાં સમાચાર છે પછી ટેલિવિઝન છે અપા એલા પછી આપણે ટીવીના જે ફ ટીવીના દ્વારા આપણે સાંભળી શકીએ છીએ અલગ અલગ ચેનલ હોય છે અલગ અલગ ન્યૂઝવાળી ચેનલ હોય પછી છાપા દ્વારા આપણે ધારો કે ભાઈ સંદેશ ગુજરાત આપણે કે દિવ્ય ભાસ્કર દ્વારા આપણે અલગ અલગ શું છે કે આપણે દરેક પ્રકારે આપણને માહિતી મળી જાય છે એટલે એ દરેક રીતે આપણને ઉપયોગી છે કારણ કે એ ના હોય તો એ ના હોય તો આપણને કંઈ ખબર જ ના પડે કે આપણે શું ચાલી રહ્યું છે તો એ આપણને બહુ ઉપયોગી નિવડે છે કે આખા આપણાં આપણાં અજ જિલ્લામાં આપણાં દરેક સ્થળમાં પૂરી જ દુનિયામાં શું ચાલી રહ્યું છે કેવું ચાલી રહ્યું છે ધારો કે તમે જોઈ શકો ગરમી છે કોઈ જગ્યાએ વરસાદ છે કોઈ જગ્યાએ ઠંડી બહુ છે કોઈ જગ્યાએ શું ચાલી રહ્યું છે તો આપણને ત્રણેય માધ્યમથી આપણને બહુ સરળ રીતે ખબર પડી જાય છે એટલે બહુ જ ઉપયોગી નિવડે છે